યા મેમ ગુડ ઈવનિંગ હલો હા મનિષા મહેતા બોલું છું આપણે ફોટોગ્રાફર

જી જી જી

અચ્છા હવે એમાં ચાર પેકેજ છે તેમાં જો પ્રિવેડિંગ એટલે લગ્ન પહેલાંની ફોટોગ્રાફી આપણે સમાવવી હોય તો એ ફોટોગ્રાફી સાથેનો એક પેકેજ છે પછી એ ફોટોગ્રાફી સિવાય પણ માત્ર ફોટાનો આલબમ બને તે બીજું પેકેજ હશે ત્રીજું પેકેજ છે ફોટા આલબમ અને એની સાથે ડિજિટલ કોપી આપવામાં આવે આપને તે ત્રીજું પેકેજ અને ચોથા પેકેજમાં બધું જ સાંકળી લેવામાં આવશે જેમાં પ્રિવેડિંગ આવે સોફ્ટ કોપી આવે પછી ફોટાનું આલબમ આવે અને વિડીઓની નાની નાની વિડીઓની ક્લિપ લઈ અને તમને એ વિડીઓની આખી મૂવી બનાવી અને આપવામાં આવે આ ચાર પેકેજ થઈ જાશે અને પ્રિવેડિંગ સાથે છેલ્લું પેકેજ છે તે ત્રણ લાખનું એમ અંદાજે છે બીજું જેમાં માત્ર ડિજિટલ છે અને આલબમ છે તે તમને મળશે લગભગ અઢી લાખનું માત્ર આલબમ વાળું જોઈતું હશે તો એ છે દોઢ લાખનું પેકેજ અને પ્રિવેડિંગ અને આલંબ આલબમ આ બેય જોઈતું હોય તો એ બે લાખનું પેકેજ છે જી અને જે આપને ઈચ્છા હશે જેતે પ્રસંગનું એ પ્રમાણે હલ્દી પણ એમાં કવર કરી લેવામાં આવશે અને તમામ પ્રસંગોને અમે સાંકળી લઇએ છીએ એટલે એક સારી એવી યાદ બની જાય હા હા હા જી ના ના એ એ લગ્નના મુખ્ય પ્રસંગમાં જ અમે ગણીએ છીએ અને તેમાં રાંદલ આવે છે સંગીત આવે છે આગળ પાછળ ના કોઈપણ પ્રો પ્રોગ્રામો ચાલતા હોય દાંડિયા રાસ છે તે તમામ અમે એમાં સાંકળી લેતાં હોઇએ છીએ એટલે

હા હા એ બધું મેરેજન મુખ્ય આલબમમાં આવી જશે અને એ જો આપને ડિજઈટલ જોઈએ તો ડિજિટલ અમે સાથે આપીએ પછી તમે જે એમાંથી પસંદ કરો તે અમે આલબમમાં લઈએ તો તમને ખર્ચ ઓછો આવે પણ ડિજઈટલ સાથે લો એટલે એક પેકેજ બદલાઈ જાય છે પણ પ્રિન્ટિંગનો ખર્ચ તમારા માટે એ સિલેક્ટિવ થઈ જાય એક એક પસંદ કરલા એટલે તમે એમાં થોડોક લિમિટેડ કરી શકો મર્યાદિત જીજી

હા અમારી અમે છોકરીઓની ટીમ પણ તૈયાર કરી છે એટલે એ પણ છોકરીઓને એ ઈચ્છા હોય તો અમે બે દીકરીઓને સાથે રાખીશું તે આવશે જેથી રાતના પોગ્રામ હોય કે તૈયાર થતી હોય તેવી કોઈપણ ફોટોગ્રાફી કરવી હોય આ મેંદી ડ્રેસિંગ આ બધાના ફોટાઓ અમારી દીકરીઓની જે બે બે અમે ગર્લ્સની ટીમ રાખી છેને છોકરીઓની તે આવી જશે તમારી પાસે અને હું આ આખા પેકેજનું તમને સંદેશ ટાઈપ કરેલો મોકલી આપું છું જેથી આપ ઘરે પણ વિચારી અને નિર્ણય લઈ શકો હા તમે પેકેજ પસંદ કરો પછી અમે એ રીતે આપને કઈ રીતે હા કઈ થોડું ઘણું પાંચ ટકાનું થઈ શકશે તે હું તમને જણાવીશ પેકેજ ઉપર ડીપે આધારિત છે જીજી ભલે હા ભલે ભલે હા ભલે આભાર